રમતગમતમાં કોચ અને પ્રશિક્ષકની ભૂમિકા ખૂબ જ ઉમદા હોય છે આપણે જોઈએ કે કોઈ પણ એથલેટ્સ કે કોઈ પણ ટીમ્સ જે આગળ વધી રહી છે તેના સક્સેસનું કારણ રમતગમતમાં જે તે રમતગમતના કોચ અને પ્રશિક્ષકની ભૂમિકાના લીધે આગળ વધી રહ્યું હોય છે કોઈ પણ એથલેક્સ કે તે કોઈપણ ટીમનું રહેવાથી લઈને જમવાથી લઈને તેમના કપડાનો પહેરવેશથી લઈને તેમને આગળ કેવી રીતે ટેકનીકથી રમવું તે બધું જ આપણને જે તે રમતના પ્રશિક્ષક અથવા તો કોચ જણાવતા હોય છે અને તેથી એથ્લેટ્સ વધારે સફળ થાય છે અને મારા મત મુજબ જોવા જોઈએ તો અનુભી અનુભવી ખેલાડીઓને કોચ બનાવવાના વલણ સાથે અમે સહમત છીએ કારણ કે જે ખેલાડીઓ અનુભવી હોય છે તેઓ પોતાના અનુભવના આધારે આપણને કોચ કરીને આગળ વધારી શકે છે અને તેનાથી આપણે અથવા તો આપણા એથ્લેટિક્સ આગળ સફળતા મેળવવામાં સફળ રહે છે